આપણી ગુજરાતી પ્રજા તહેવાર પ્રિય પ્રજા છે કે જેને તહેવારો ખૂબ પ્રિય છે તેની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો તેમાં બનતી વિવિધ અનેકવિધ વાનગીઓ મીઠાઈઓ અને વસ્તુઓ છે સૌપ્રથમ જોઈએ મકરસંક્રાંતિનો તહેવાર તો આ તહેવારમાં શિયાળો હોય છે એટલે આ સમયે આપણે ખૂબ સરસ જુદી જુદી ચીકીઓ બનાવી અને ખાઈએ છીએ જેમાં તલની ચીકી માંડવીની ચીકી દાળિયાની ચીકી બધા ડ્રાય ફ્રૂટની ચીકી આ ઉપરાંત કાળા તલનો કચરિયું બનાવીએ છીએ અને તે દિવસે આપણે સાત ધાનનો ખીચડો બનાવીએ છીએ આ ઉપરાંત શિયાળો હોવાને લીધે ખૂબ સરસ શાકભાજી આવતા હોય છે તો આ બધા શાકભાજીનો ઉપયોગ કરી અને તેમાં મૂઠિયાં મૂકીને મસ્ત ઊંધિયું બનાવીએ ખાઈએ છીએ આમ મકરસંક્રાંતિનો તહેવાર ખાલી પતંગ ઉડાડવાનો જ તહેવાર નથી પણ અનેકવિધ શિયાળુ પાક અને વસ્તુઓ ખાવાનો પણ તહેવાર બની જાય છે આ ઉપરાંત જોઈએ તો બીજો તહેવાર જોઈએ તો સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમી ભગવાન ક્રૃષ્ણ ભગવાનનો તહેવાર જન્મદિન આ તહેવારને પણ આપણે ખૂબ સુંદર રીતે ઉજવીએ છીએ કે જેમાં આપણે રાંધણ છઠને દિવસે અનેક નાસ્તાઓ અને વસ્તુ બનાવીએ છીએ અને પછી આ સાતમ આઠમમાં ચૂલા ઠારીએ છીએ અને આ બધા નાસ્તાઓને ટાઢી વસ્તુ જ ખાઈએ છીએ જેમાં વિવિધ જાતની તી ગળી ખારી તીખી મીઠી પૂરીઓ ચેવળો ચવાણા શક્કરપારા મોહનથાળ કાજુ કતરી અને બીજી અનેકવિધ મીઠાઈઓ જન્માષ્ટમીના તહેવારમાં બનાવવામાં આવે છે અને ત્રણ દિવસ વિવિધ સ્થળોએ આપણે ફરવા જઈએ છીએ દેવદર્શન કરવા જઈએ છીએ અને આ મસ્ત બધી વસ્તુ બનાવીને ખાઈએ છીએ હવે જોઈએ હોળીનો તહેવાર તો હોળીના તહેવારમાં આપણે હાસ્તો ઠંડાઈ બનાવીએ છીએ કે ત્યારે ગરમી વસંત ઋતુનું તહેવાર છે ત્યારે ગરમી હોય છે એટલે વરિયાળી અને ગુલાબની પાંખળી મગજતરીના બી બદામ અને એલચી આ બધી વસ્તુનો સુંદર ઉપયોગ કરીને મસ્ત ઠંડાઈ બનાવીએ છીએ આ બધી વસ્તુ નાખેલી આ ઠંડાઈ પીએ છીએ અને બધાને પીવડાવીએ છીએ અને હોળીને દિવસે ગળી વસ્તુઓ એટલે કે શિખંડ પૂરીનું મોસ્ટલી બધાને ઘરે જમણ હોય છે આ પછી જોઈએ તો એક દિવાળીનો તહેવાર પણ એવો છે કે જેમાં આપણે અનેકવિધ વસ્તુઓ અને વાનગીઓ બનાવી અને ખાઈએ છીએ અને આપણી ઘરે આવનારા મહેમાનોને પણ ખવડાવીએ છીએ જેમાં જોઈએ તો ધનતેસરને દિવસે આપણે ખાસ કરીને કોઈ પણ તહેવારની શરૂઆત થતી ગણીએ છીએ એટલે ઓરવું કે લાપસી બનાવીએ છીએ અને કાળી ચૌદસને દિવસે આપણા તહેવારમાં આ એક એવું તહેવાર છેકે જે દિવસે વડાનું ખૂબ મહત્ત્વ છે દહીંવડા કે ખાટાવડા તો દરેક ગુજરાતીને ઘરે કાળી ચૌદશને દિવસે હંમેશાં બને છે આમ અને આ વડા દ્વારા સાંજે ચોકમાં જઈને કકળાટ કાઢવાનું એક પ્રથા આપણા ગુજરાતીઓમાં છે આમ આપણે તે દિવસે દહીંવડા બનાવીએ છીએ નૈવેદ કરીએ છીએ ગળ્યા ભાત અને વડાનું પણ ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને ત્યારપછી દિવાળીનો દિવસ દિવાળીના દિવસે આપણે ગળી અનેક વસ્તુઓ બનાવીએ છીએ મગ લાપસીના આંધણ મૂકીએ છીએ જે આમ ચોપડા પૂજન કરવા જતી વખતે લાપસી વાંદિને જવાનું આપળામાં ખૂબ મહત્ત્વ છે દરેક વેપારીને ઘરે આ દિવસે લાપસી તો બને જ છે કારણ કે પૂજન બનવું ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરવાનું હોય છે બેસતા ને બેસતા વર્ષના દિવસે સવારમાં ઊઠીને આપણે સૌથી પહેલાં વર્ષની શરૂઆત કરવાની હોય છે એટલે કે ચૂલા ઉપર ગળપાપડી બનાવીએ છીએ અને ત્યાર પછી જ બીજી રસોઈ બનાવી છીએને રસોઈમાં પણ આ દિવસે શિખંડનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આપણામાં દહીં એક શુકન માનવામાં આવે છે એટલે આપણે શિખંડ બનાવીએ છીએ આમ આ બધા તહેવારોમાં દરેક તહેવારમાં તેની પાછળ બનતી વાનગી પાછળ કાંઈકને કાંઈક ઉદ્દેશ રહેલો હોય છે ભાઈ બીજને દિવસે પણ ભાઈ બેનની ઘરે જમવા આવવાના હોય છે એટલે ભાઈને બનતી મીઠાઈ અને મિષ્ઠાન અને ફરસાણ પણ બેન બનાવે છે આમ આ દિવાળીનો પાંચ દિવસનો તહેવાર માં આપણે અનેકવિધ વાનગીઓ બનાવીને ખાઈએ છીએ આ ઉપરાંત આપણે જોઈએ તો બીજો એક તહેવાર છે કે જેમાં આપણે પર્યુષણ આ પર્યુષણની અંદર આપણે ધાર્મિક તહેવાર હોવાના લીધે આઠ દિવસ જૈનો લીલોતરીનો ઉપયોગ નથી કરતા તો પણ અનેકવિધ વસ્તુઓ બનાવામાં આવે છે પણ બને એટલી ઓછામાં ઓછી વસ્તુઓ બનાવીને આપણે ઓછી રાવી આવે અને ઓછા દ્રવ્યનો ઉપયોગ કરી તે રીતે વસ્તુ બનાવીએ છીએ તેમાં મહાવીર જન્મના વાંચનના દિવસે બનતી ખીરનું વિશેષ મહત્ત્વ છે આમ આપણા બધા જ તહેવારોમાં આપણે અવનવી વાનગીઓ અને વસ્તુઓ રાંધીને આરોગીએ છીએ આમ આપણી ગુજરાતી પ્રિયાએ પ્ર પ્રજા એ તહેવારપ્રિય અને વાનગીપ્રિય છે